પહેલાના ઇતિહાસમાં જો અમારા વિસ્તારમાં ઇતિહાસમાં જાણીએ ત્યાંથી અમારા વિસ્તારમાં મુગલ રાજાનું રાજ ચાલતું હતું જે મુગલ રાજા સુરતને લૂંટી લીધા બાદ સુરત ને આ સુરતને લૂંટી લીધા બાદ તેઓ વલસાડ તરફ આવ્યા હતા વલસાડ જે ઉપસ્થિત પાનેરા ડુંગર છે પાનેરા ડુંગ પાનેરા ડુંગર છે જેના પર શિવાજી મહારાજ આરામ કરતાં હતા ત્યાં મુગલ રાજાના સૈનિકોએ શિવાજી મહારાજને ઘેરી ઘેરી લીધા હતાં શિવાજી મહારાજ જે આ મુગલ રાજાઓને દૂર એટલે દૂર ભગાડવા માંગતા હતાં પણ અમારા જે આ વિસ્તાર છે તેના પરથી મુગલ રાજાનો મુગલ રાજાનો આતંક દૂર કરવા માંગતા હતા શિવાજી મહારાજ જ્યાં આરામ કરતાં હતાં પાનેરા ડુંગર પર ત્યાં આ મુગલ રાજાના સૈનિકો આવી પોચ્યા અને સૈનિકોએ મુગલ રાજાને આ મુગલ રાજાના સૈનિકોએ પા પાનેરાને આખી તરફથી ઘેરી લીધું અને શિવાજી મહારાજને ઘેરી લીધા ત્યારે શિવાજી મહારાજે પાનેરા ડુંગર ઉપર પોતાના માં ભવાનીને માં ભવાનીને યાદ માં ભવાનીની પ્રાર્થના કરી ને કે પ્રાર્થના કરતાં પાનેરા ડુંગરના પાછળના ભાગમાં કાળીકા માતાની પ્રાર્થના કાળીકા માતા એમને દર્શન કાળીકા માતાએ એમને દર્શન માતાજીએ એમને દર્શન આપ્યા અને એમને કહ્યું શિવાજી મહારાજને કીધું કે કહ્યું કે અહીંથી તમારો ઘોડો ઉડાવો ઘોડો કુદાવો અને પાછળ ઘોડો કુદાવ્યા બાદ પાછળ ફરીને જોતાં નઈ ડુંગર ડુંગર પરથી ઘોડો ડુંગરની બાજુમાં પાર નદી આવેલ છે જે પાર નદી ડુંગરના ઉપરથી શિવાજી મહારાજે ઘોડો કુદાવ્યો પાર નદી પાર નદીને આખી પાર કરીને ઘોડો કુદાવ્યો અને માતાજીએ કહ્યું તે પ્રમાણે એમને પાછળ ફરીને જોયું ન હતું તે જોયું ન હતું અને એ ધ્યે જોયું ન હતું અને શિવાજી મહારાજ મુગલ રાજા મુગલ રાજાના સૈનિકોથી બચ સૈનિકોથી દૂર જઈ રહ્યા દૂર જતાં રહ્યા હતા ત્યાં ને આ પાનેરા ડુંગર પર આ માતાજી અંબિકા અંબિકા ચંડીકાંને નવ દુર્ગા તેમજ મહાદેવ હનુમાનજીનું એમ બીજા અન્ય મંદિરો પણ ઉપસ્થિત છે જ્યાં આજે ખુબ જ માન્યતા છે અને શિવાજી મહારાજે શિવાજી મહારાજે વલસાડને ઘોડો કુદાવ્યો તે ઈતિહાસ બની ગ્યો બદલી ગયો છે અને ત્યારબાદ જે મુગલ મુગલ રાજાઓ છે તેઓ ક્યાંય પણ વલસાડમાં આવ્યા વલસાડમાં આવ્યા ન વલસાડમાં પાનેરા ડુંગર પર જ્યારે પણ મુગલ જ્યારે સુરતથી સુરતને લૂંટીને વલસાડને લૂંટવા આવ્યાતા ત્યારે આજે થયું હતું જે શિવાજી મહારાજે માતાજીને પ્રાર્થના કરીને જે દર્શન આપ્યા હતા ને થયું પછી મુગલ ના સૈનિકો કે મુગલ રાજાઓ પાનેરા ડુંગરના પાર કરી શક્ય ન હતા એ લોકોએ બીજા રસ્તે નાશિક તરફ જવું પડ્યું હતું તેમણે આજસુધી પણ એ લોકોને આ રસ્તો એ જ્યારે એ ઈતિહાસમાં થએલું ત્યારે એ રસ્તો લોકો કોઈ બી દિવસ પાર નઈ કરી શક્યા ને એ લોકોને જો જાવું હોયતો તે લોકો બીજા રસ્તે જ જાવું પડ્યું જાવું પડ્યું હતું એ તેમ એમ બીજી રીતે કઈ શકાય તો શિવાજી મહારાજાનું અહીંયા વલસાડ આ વલસાડ અતુલ આગળ ખુબ જ પ્રભાવ છે શિવાજી મહારાજ શિવાજી મહારાજે જે ઈતિહાસમાં આ મુગલ રાજાના આતંકમાંથી વલસાડ સુરતને બધાને છોડાવ્યા હતા જેનો ખુબ જ જો એમને થાતું તું આજે બધું વિસ્તાર કે રાજ્ય પર તેમનું શાસન હતું અને હજુ પણ એ લોકોજ આ આ બધુને લૂંટીને રેતા હશે ને લૂંટી જાતા બધું વલસાડને પણ લૂંટી જાત એ પણ શિવાજી મહારાજના આ લીધે આખું વલસાડ આ મુગલ રાજાના લૂંટારા લૂંટવાથી બચી ગયું હતું તે જ રીતે પહેલાથી જ ઈ તે ત્યારથી શિવાજી મહારાજનો જ્યારે આ હતું ત્યારથી જ અહીંયા વલસાડની વલસાડમાં વલસાડ આગળ સુરત આગળ જે મરાઠી ગુજરાતી બંને બંને બંને બંને ભાષા બોલાય છે મિક્સ ભાષા બોલાય છે અને બંને બંને મતલબ ગુજરાતીને મરાઠીને પાલન કરતાં બંને પ્રકારના લોકો જોવા મળે છે અને તે ખુબજ પહેલાના જમાનાથી જે લોક ચારનાં વર્ષો થ્યા પેલાના વર્ષોથી જ અહિયાં વસવાટ કરી રહ્યા છે કે એમ એવું નથી કે અત્યારે જ આવે છે એ લોકો પેલાથી જ જ્યારે મુગલ રાજાને શિવાજી મહારાજ હતા ત્યારથી જ એ લોકો અહિયાં વસવાટ કરે છે અને એ લોકોનું પણ આ મેન મેન વિલેજ એમ ટાઉન સિટી જેવું જ કહેવાય છે અને એ લોકો અહીંયા અહીંયા જ રે છે અને ત્યારથી જ પાનેરા ડુંગર પર માતાજીની ખુબજ માતાજીનું આ શિવાજી મહારાજે જે ઘોડો કુદાવેલો હતો તે પરથી પાનેરા ડુંગર ખુબજ ફેમસ છે અને ત્યાં જ લોકો આવે છે દૂર દૂરથી દર્શન માટે અને શિવા શિવાજી મહારાજ જેમણે મુગલ પર મુગલ પર મુગલના સાસન સાસનમાંથી વલસાડ અને સુરતને તેમજ બીજા અન્ય રાજ્ય રાજા રાજ્યને વિસ્તારને છોડાવ્યા હતા એમના આ આતંકો દૂર કરીને આપડાને આ બધી ગુલામીમાંથી દૂર કરાવ્યા હતા